લગ્ન જેવા મોટા પ્રસંગોએ પાણીની વ્યવસ્થા માટે સર્વ પ્રથમ આપણે પાણી કઈ જગ્યાએ જે નજીકની જગ્યાએ હોય જ્યાં મળતું હોય ત્યાં સુવિધા માટે આપણે ત્યાં માહિતી લઇએ છે અને પાણીની જરૂરિયાત પ્રમાણે વાપરીએ એવી તકેદારી રાખવી જોઈએ પાણી જ્યાં મળતું હોય પીવાનાં પાણીના જે આરો પ્લાન્ટ હોય તો ત્યાંથી જગ ભર્યા જગના ઓર્ડરો આપી આપણે વ્યવસ્થા ઊભી કરીએ છીએ જેવી જેવી રીતે પાણી યુસેઝ હોય વાપરવામાં આવતું હોય કે વાસણ ધોવામાં જોઈએ તો એમાં પાણીનાં ટેન્કર બોલાવવાં એમની પાણીની વ્યસ્થા પૂરી પાડી શકીએ છીએ પાણીની વ્યવસ્થા માટે જેવા મોટા પ્રસંગો છે લગ્ન છે પછી કોઈક નવો સેમિનાર છે તો ત્યાં પાણીના પીવાના પાણીની સુવિધા માટે આરો પ્લાન્ટની જગ જગની સુવિધા જરૂરિયાત મુજબ આપણે એ માટે માણસોની આયોજન કરવું પડે બીજુ જરૂરિયાત હોય પાણીની તો ટેન્કરો જ્યાં મળતા હોય ત્યાં ઓડર નોંધાવીને પાણીનાં ટેન્કરો મોટા વાહન જેવી જરૂરિયાત એ પ્રમાણે પાણી મંગાવીએ અને ત્યાંથી અમે ઓડર વાપરી શકો છો તો પાણીમાં જગ મંગાવીએ તો જગમાંથી પાણીનો બગાડ ન થાય એના માટે માણસો ઊભા રાખી એની બચત કરી શકાય અને માણસો દ્વારા એને પાણીનો જેટલો બચત થાય એટલી કરી શકાય મોટા પ્રસંગોમાં વધારે પડતાં પાણીનો બગાડ ખૂબ જ થતો હોય છે તો એની બગાડ ન થાય એ રૂપમાં એ જ્યાં પાણીનો જથ્થો વધારે મળતો હોય જે પીવાનાં પાણીની બોટલ નાની નાની બોટલ સ્વરૂપમાં તો ત્યાંથી એની વ્યવસ્થા ઊભા કરીને જરૂરી મોટો જથ્થો પાણીનો ત્યાંથી પીવાના પાણીનો લઈ શકે છે અને એના દ્વારા માણસો દ્વારા નાની નાની બોટલો સુધી અલગ અલગ રીતે પાણીની બોટલથી ને પાણીની બચત એમાં કરી શકીએ છીએ તો જ્યાં પાણીનો આરો પ્લાન્ટ હોય ત્યાંથી એ લોકો બોટલ દ્વારા સુવિધા પ્રોવાઈડ કરે છે નાના નાના જગો હોય છે તો આ રીતે પાણીની બચત કરતા કરતા આપણે નવા નવા જગ્યાએ જ્યાં જઈએ છીએ લગ્ન પ્રસંગમાં તો ત્યાં જોવા મળતી હોય છે લગ્ન પ્રસંગ હોય કે સેમિનાર હોય મોટું આયોજનો હોય કે કોઈ આશ્રમનો ભંડારો હોય તો ત્યાં પાણીની સુવિધા મોટી પીપ દ્વારા કરવામા આવે છે મોટા ટેન્કરો પાણીનો ટાંકો ભરાવે છે મોટી મોટી ટેન્કરોમાં પાણી ભરીને એને જથ્થો સ્ટોર કરવામાં આવે છે તો ત્યાંથી પાણી કમી પૂરી થાય છે